અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અ જે યુવાનોને જેનું શિક્ષણ ઓછું છે તેઓને અમુક રોજગારો મેળવવામાં તકલીફ પડતી હોય છે જેના લીધે તેમનો પૂરતો પગાર પણ મળતો નથી અને જે શિક્ષણ અને રોજગારીમાં જે યુવાનો જોડાયેલા છે તેઓનું શિક્ષણના જે ભાગ રૂપે તેઓએ જે શિક્ષણ ઉચ્ચ કેળવેલ છે તેમને તે પ્રમાણેનું તેમનું વેતન મળતું નથી અને અ પૂરતું શિક્ષણ ન હોવાને કારણે તેમને કોઈ કૌશલ્ય વિકાસની તાલીમો છે કે પોતાનો આંતરિક સ્કિલ વધે તે માટેનાં અ પોતાનાં જે સેન્ટરો ચાલતા હોય છે સરકારી તેમાં તેમને કૌશલ્ય વિકાસની તાલીમ લેવાની જરૂર છે તે ઉપરાંત જે ઓછું ભણેલા યુવાનો છે તેમને પોતાનો ઉદ્યોગ શરૂ કરવો હોય છે પણ પરંતુ તેઓ જાણતા નથી કે પોતાના ઉદ્યોગના એ આગળ કઈ રીતે લઈ જશે અને કઈ રીતે સફળ થશે તે માટેના અમુક એમના પડકારો પણ એમને સામનો કરવો પડે છે અને શિક્ષણમાં જે યુવાનોએ હાલ અ આગળ વધ્યા છે તેઓને પણ સરકારમાં જે અલગ અલગ વિભાગોમાં અ નોકરી માટેની પડતી પડતી હોય છે તેમાં પણ તેઓ પૂર પૂરતી તૈયારી અને પૂરતું એમને અ નૉલેજ જ્ઞાન હોતું નથી તો એવી જ રીતે અ સરકારના અલગ અલગ કૌશલ્ય વિકાસના પણ સેન્ટરો હોય છે જેમાં તેઓ પોતાની કૌશલ્ય આવડત વધારીને ગવર્મેન્ટ કે સરકારી કે કોઈ પ્રાઈવેટ ઓફિસોમાં પણ તેઓ પોતે ને નોકરી મેળવી શકે અને તે અ તેમનું વેતન મેળવી શકે તેવી જ રીતે યુવા જે ઉદ્યોગ સાહસિક છે તેઓને પણ સરકારીના અમુક જે અ પ્રો પ્રોજેકટો ચાલે છે તેમાં તેઓએ ભાગ લઈને પોતાની સ આવડતમાં વધારો થાય જે પોતાના ઉદ્યોગમાં આગળ વધી શકે છે